હા બોલીએ હલો બોલો હા બોલો ગુજરાતની અંદર જોવાલાયક સ્થળોમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી છે પાવાગઢ છે દીવ દમણ છે તો આપ ક્યાં જવા માગો છો સ્ટેચૂ ઓફ યુનિટી

બસમાં લગભગ એક સો પચાસથી એકસો સાહઠ રૂપિયા ભાડું છે હા એ દીવ હા સ્ટેચ્યૂ ઓફ યુનિટી મૂકી જાય ત્યાંથી આપણે ઇલેક્ટ્રિક રિક્ષા કરવાની એ બી લેડીજ ચલાવે છે એ ત્રણસોથી પાંચસો રૂપિયા લે સવારથી સાંજ સુધી ફેરવે સાંજે સાત વાગ્યે પતી જાય બધું બસ એ બસમાં આવવું હોય તો દોઢસો રૂપિયા ટાઇમ સવારના નવથી સાંજના સાત તમારે તમારે લક્ઝરીમાં જવું છે કે પ્રાઇવેટ ગાડી લઈને જવું છે હા તો પ્રાઇવેટ ગાડીનું ભાડું લગભગ ચાર હજારની આજુ બાજુ થાય ના ચાર હજાર રૂપિયા આમાં ટોલટેક્ષ આવી જાય ડ્રાઈવર આવી જાય અને ત્યાં તમારે લગભગ એક હજાર પંદરસો રૂપિયા ખર્ચો થઈ જાય અચ્છા ચાલો જે હોય એ જણાવજો બરાબર